પહેલા તો હવે આપણે એવું કરશું કે આજે આપણે સાતમ આઠમ નો તહેવાર જે ચાલ્યો જ જાય છે એટલે સાતમ આઠમ ઉપર આપણને તહેવારનો બહુ જ મહત્વ હોય સે કારણ કે રાંધણ છઠના દિવસથી આપણે તે આખો દિવસ રસોઈમાં બનાવવામાં જતો હોય સે તે દિવસે તો આપણે ઘણું ફરસી પૂરી બનાવીએ તીખા ગાંઠિયા સેવ અને પન્સ મીઠાઇમાંએ બનાવસું મીઠાઇમાં આપણે મોનથાર બનાવશું મોનથાર ઉપરનો અને લાડવા છે રવા પાક છે એવું બધું સારી સારી આઇટમો બનાવતા હોઇ છે કારણ કે આપણને તહેવારને બહુ જ મહત્વ હોય છે કે બધાં આપણા ઘરે આવતા હોય તો આપણે નાસ્તો તૈયાર રાખવો જોઈએ અને પછી બીજો તહેવાર આપણે હવે આવે છે શ્રાદ્ધ શ્રાદ્ધમાં પણ આપણે બ્રાહ્મણ જમાડ્યા હોય તો આપણે લાડવા બનાવીએ અને ખીર છે પૂરી છે એ આપણે પણ કાગડાને શ્રાદ્ધ નાખવા માટે એ તહેવારનો મહત્વ વધારે હોય છે પછી આપણે નોરતામાં પણ માતાજીના નૈવેદ્ય કરતાં હોઇસી એમાંથી આપણે તલવટ કરીએ મગ લાપસી અથવા ચાપળિસ બનાવતા હોઈ મીઠો તાવો મોળો તાવો મીઠા ભાત અને અલગ અલગ બધુ વેરાયટી કરતાં હોય છે અને નવે નવ દિવસ માતાજીના નોરતાનો તહેવાર આપણને ધામ ધુમેથી મનાવતા હોઈ સીએ પછી આપણને દિવાળી પર પનો એમ થાય કે ચાલો આપણે દિવાળીનો તહેવાર આવે છે તો આપણે નાસ્તાની તૈયારી કરતાં હોય સી ત્યારે આપણને ઘણી જ જાતનું આપણે ચેવડા બનાવીએ મોહનથાળ બનાવીએ સાટા લઈએ બધી બારની વસ્તુ પણ આપણે ઘણીઅટ કરતાં હોય સી અથવા આપણે તૈયાર ઘરે સક્કરપારા એવી વસ્તુ બનાવતા હોય છે અને નવા નવા કપડાં પહેરીને આપણે તહેવારનો મહત્વ બહુ જ હોય છે અને આપણને બધાની સાથે હરવા ફરવાનો પણ અને બહાર જવાનો પણ ત્યારે ઘણો શોખ હોય છે તો આપણે બધા સ્થળે કે ઘરમાં કંઇ બી વસ્તુ બનાવીને આપણે આનંદ માણતા હોય છે ઘરમાં આપળે પાંચ સભ્ય હોય તો પાંચેયની મનગમતી વાનગી કરીને આપણે બધાં એક સાથે જમીએ તો તહેવારનું મહત્વ વધતું જાય છે એટલે આ માટે તહેવાર આપણે ઘણા આપણે તહેવારો સારા સારા જાય છે